હા અમે ગુજરાત પ્રવાસને યાદગાર અનુભવ કહું છું અમે એકવાર દ્વારકા ગયા હતાં દ્વારકા ગયા ટ્રેનમાં બેઠાં અને વહેલાં અમે સાડા ચાર વાગ્યામાં પહોંચી ગયા ચારે કોર અંધારું હતું બહુ કાંઈ ખબર પણ નહોતી કે કઈ રીતે જવું પછી અમે મારા બહેન હતાં હું હતી મારી છોકરીઓ હતી એમનો દીકરો અને દીકરી સાથે હતાં અમે બધા ગયાં દ્વારકા અને દ્વારકા જઈ અને પછી ગમે તેને પૂછીએ તો પછી અમને ત્યાં હોડકા જ્યાં મળે ત્યાં અમે ગયા અને હોડકામાં બેસી અને અમે બેટ દ્વારકા ગયા બેટ દ્વારકા જઈ અમે ભગવાનનાં દર્શન કર્યાં અને ત્યાંથી પછી અમે દર્શન કરી લીધા અને પછી મારે દાંડી હનુમાન જવું હતું બેટ દ્વારકામાં જ જે બેટ દ્વારકા જઈ અને પછી ત્યાંથી રિક્ષા કરી અને દાંડી હનુમાન જવાનું હોય છે અમે રિક્ષા કરી દાંડી હનુમાન ગયાં ત્યાં બધી સગવડ હતી રૂમ હતા ગાદલાં ગોદળાં હતાં જમવાનું હતુ નહાવા ધોવાનું હતું બધી સરસ સગવડ હતી ત્યાં અમે રોકાયાં અને ત્યાંથી અમે જ્યાં સાત ઋષિ હવન કર્યો તો ત્યાં ગયા પછી જ્યાં અમારા પ્રેમપિક સૂચિ બાબા છે એમણે જ્યાં આસન લગાવી અનુષ્ઠાન કરેલું એ પણ અમે જગ્યાએ ગયા ત્યાં અમે રામધૂન બોલ્યાં અને બહુ જ મજા પડી અને છેલ્લે અમે દરિયામાં નાહી અને ત્યાંથી અમે દ્વારકા આવ્યા બસમાં બેસી અને દ્વારકા આવી અમે ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી દર્શન કરી લીધાં પછી અમે ગોમતી કાંઠે ગયાં ત્યાં અમે ગોમતીમાં ખૂબ જ નાહ્યાં ખૂબ આનંદ કર્યો અને બહુ મોજ મસ્તી કરી મજા આવી પણ પછી જ્યારે અમારા કપડાં ભીના હતાં અને અમારે જ કપડાં ચેન્જ કરવા હતા ત્યારે ત્યાં જોઈને એટલી એ જે અમે ગયાં હતાં ને ત્યારે અત્યારે તો ઘણીબધી સગવડ છે પણ જ્યારે અમે ગયા હતા ને ત્યારે આટલી બધી સગવડ નહોતી તો પછી અમે હોટલ ગોતી પણ ક્યાંય અમારા બજેટમાં અમને ન મળી પછી જમવાનું તો ઠીક ચાલો અમે ગમે એમ કરી અને થોડું આચર કૂચર ખાઈ અને જમી લીધું અને પછી ત્યાંથી અમે ટ્રેનમાં આવવા માટે રિક્ષા કરી અને ત્યાં કણે ભરી અને ટ્રેનમાં બેઠા ટ્રેનમાં એટલી ગીરદી હતી કે જો અમે ચડી જઈએ તો બાળકો રહી જાય અને બાળકોને ચડાવીએ તો સામાન રહી જાય એટલી ટ્રાફિક હતી કે અમે મહા મુશ્કેલી કહો ને તો ય મહા મુશ્કેલીમાં કારણ કે બાળકો નાના એટલે એ પણ એની રીતે ન ચડી શકે અમારે તેડીને ચડાવવા પડે એટલે માંડ અમે ટ્રેનમાં ચડ્યા અને એક બાપાએ તો એટલો મારો આમ થેલો દબાવી રાખ્યો ને કે એ હાથ જ પોતાનો હટાવવા તૈયાર નહોતા ત્યારે પછી એક સજ્જન માણસે જોયું અને એને કીધું કે આ બેનને નાનાં છોકરાં છે અને બાપા તમે વર્તન સારું નથી કરતા પછી એણે મારો હાથ ખેંચી અને મારી બાળકીને મારા થેલાને અમને ચડાવ્યા અને વ્યવસ્થિત જગ્યાએ અમે બેઠાં અને એટલી ગીરદી હતી એટલે આ મને છે ને બહુ જ યાદ રહી ગઈ અને એટલાં થાકેલાં અને એમાંય આ ગીરદીમાં અમે ટ્રેનમાં બેઠાં તો પછી છે ને આ યાદગાર અનુભવ એટલા માટે થઈ ગયો કે જ્યારે પણ દ્વારકા જવું હોય ને તો પૂનમના દિવસે તો ભૂલે ચૂકે ય ન જવાય કારણ કે ટ્રાફિક જ એટલું હોય દર્શનમાં ટ્રાફિક જમવામાં નહાવામાં હોટલોમાં ટ્રેનમાં બધે ચારે કોર ટ્રાફિક હોય એના કરતાં ઓફ સિઝનમાં આપણે જઈએ ને તો આપણને વધારે મજા આવે તો આટલા માટે અમે ગયાં હતાં ને પૂનમના દિવસે ખૂબ ટ્રાફિક હતું ત્યારે અમે બહુ જ ખરાબ અનુભવ ય થયો હતો અને હેરાન પણ એટલા થયા હતાં એટલા માટે મારા માટે આ બહુ જ યાદગાર પ્રસંગ છે અટલે જ્યારે પણ દ્વારકાની વાત આવે ને અટલે મને આ પ્રસંગ યાદ આવી જાય એટલે પહેલાં તો હું કલેન્ડર લઈ અને તિથિ જોઉં કે ભાઈ કઈ તિથિ છે કે આપણે જઈ શકીએ આરામથી જો પૂનમ કે કોઈ એવી બીજી વિશેષ હોય ને તો હું ન જાઉં બાકી જો આડી તિથિ હોય ને તો આરામથી જાઉં પછી બીજી ફેરે ગયા હતા ત્યારે ઓફ સિઝનમાં ગયા હતા ત્યારે તો બહુ જ મજા આવી હતી ટ્રેનમાં જગ્યા દર્શનમાં જગ્યા બધી રીતે એમ ખરેખર મજા આવી તી એટલે ટ્રાફિકવાળા દિવસોમાં તો રજાઓ આવતી હોય એ દિવસોમાં પણ જાવાય ગમે ત્યાં દ્વારકા એક નહીં કોઈપણ ફરવાલાયક સ્થળ હોયને ત્યાં આડા દિવસે જવાય પણ આટલા ટ્રાફિકમાં તો ન જ જવાય કારણ કે બહુ મુશ્કેલી અનુભવવી પડે ને હા આપણે ઘરની ગાડી હોય કે અગાઉ આપણે બુકિંગ કરી લીધું હોય તો જાઈએ તો વાંધો નહીં બાકી જો આમ અનાયાસે નીકળી પડીએ ને તો આપણને બહુ મુશ્કેલી પડે છે અટલે એક વાત એ પણ મેં એને અનુભવ મળી ગયો કે જવું હોય ને તો આપણે અગાઉથી પહેલાં બુકિંગ કરી લેવું જોઈએ ટ્રેનમાં હોટેલમાં બધી રીતે તો આપણે છે ને હેરાન ન થઈએ અને આપણે આનંદથી અને ખરેખર આપણે પ્રવાસનો આમ કહો ને એ માણી શકીએ એમ કહી શકાય એટલા માટે